મારા ખ્યાલથી જો સાહેબ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેર વિસ્તારોમાં બહુ મોટો તફાવત જોવા મળતો હોય છે કેમ કે જુઓ હું તમને સાચી વાત કરું બરાબર કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેર વિસ્તાર તો ગ્રામ ગ્રામ એટલે ગામ શહેર એટલે શહેરના વિસ્તારો આ બધે તે વિસ્તારને પૂરતું સીમિત હોય છે જેમ કે ગામડામાં વિસ્તારમાં તમે જોવા જશો ને તો બાળકો જે શરીરને લગ શરીરને તંદુરસ્તી માટે શરીરને વિકાસ માટે અને અમે એવી એવી પ્રવૃત્તિ કરે ને બાળકો સાહેબ તમે માનશો નહીં કે ત્યાં બાળકો એટલા ધિંગામસ્તી કરે એટલા કૂદે એટલા રખડે તો બી બોલો સાંજે આવે ને તો એ લોકો થાકતા નથી અને ગામડાના વિસ્તારમાં જેમ ખેતી કરતા હોય છે તેમાં બી બહુ મોટું કામ બહુ ખેતી બહુ મોટું કામ છે જે કે તડકામાં રહીને કરવાનું હોય છે સાહેબ તો અને ગામડાની રમતોમાં મેન આવે ને તો જેમ કે સે લંગડી છે ખોખો છે અને જેવું કે જોવા જઈએને તો એવી ઘણી બધી ગેમ છે સાહેબ કે લંગડીમાં ખોખો છે પછી લસણપટ્ટી છે અને ગાર્ડન છે એવા કે જેમાં બાળકો ખૂબ રમતા હોય છે પછી ખોખો બહુ રમે છે બાળકો મતલબ કે ગામડાના વિસ્તારમાં બાળકો છે ને એ આપણા શરીરને સાઠ શરીરને આમ સાચવી રાખે મતલબ કે શરીરને આમ સારું રહે જેમ કે કૂદવું રખડવા ગામડાના જે બાળકો હોય ને તે રખડતા હોય છે મતલબ તે ખૂબ જ રખડતા હોય છે એટલા તેમના શરીર હોય ને તે પ્રમાણે ટેવાયેલા હોય છે અને મારા ખ્યાલ પ્રમાણે તો તે એક સારું કહેવાય કે તે બાળકો છે ને આટલું કરતા હોય હવે તમે શહેરના વિસ્તારમાં જોશો જશો ને એમાં તો શહેરોના વિસ્તારમાં બહુ ઓછું હશે કે બાળકો ઘરની બહાર રમવા જતા હોય છે શહેરના વિસ્તારમાં બી રમે છે હું એ ના નથી પાડતો બટ તેમ એમ એમ જોવા જઈએ ને તો બહુ ઓછા સો પરસન્ટમાંથી બાળકો કેટલા ત્રીસથી ચાલીસ ટકા લોકો એટલા હશે કે જે લોકો બહારની ગેમ રમતા હશે કેમ કે તમે સાહેબ જાણો જ છો કે આ જ્યારથી મોબાઈલ આવ્યા છે ત્યારથી છોકરાઓનું ધ્યાન સોસિયલ મીડિયા છે ઓનલાઈન ગેમ્સ છે ઓનલાઈન ગેમ્સનું તો તમે જ નહીં હોય તો સારું કેમ કે ઓનલાઈન ગેમ્સમાં તો એટલી બધી ગેમ્સ આવે કે જેમ કે અત્યારે નંબર વન પર ગેમ છે પબજી છે સાહેબ ફ્રી ફાયર છે અને અમુક રૅસિંગ ગેમ્સ છે અને રૅસિંગ ગેમ્સ છે પછી અમુક કાર્ટુન છે એ એવું બધું અમુક ગેમ આવે કે જે બાળકો આખો આખો દિવસ એમાં એક જ ધાર્યું મોબાઇલમાં જુએ અને તેમાં તેમની આંખને એટલું નુકસાન કરે છે સાહેબ એટલે મારા મત પ્રમાણે જો જોવા જઈએ સાહેબ તો ગામડાના ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરી વિસ્તારમાંથી રમતો રમવા વચ્ચે તફાવત એટલો થાય કે ગામડાના લોકો અને શહેરના એ લોકો વચ્ચે જે શહેરના લોકો હોય છે તેનો દર ખૂબ જ ઓછો હોય છે કેમ કે તે લોકો આવી રીતના મોબાઇલની એક્ટિવિટી કરે છે મોબાઈલમાં ગેમ રમે છે તેમાંથી તેનાથી તેનું તેમનું જે જીવન શૈલી છે તેમની જે રહેવા રહેણી કહેણી છે એની જે રીતો છે તે ખૂબ જ અસ્ત વ્યસ્ત થઈ ગએલી હોય છે અને તેમનો અને તે તેનાથી એટલા બધા નુકસાનો છે એટલા બધા ગેરકાયદા છે અને મતલબ એ રીતના ગેરફાયદા છે ગેરફાયદા એટલા છે ને અને આમ જોવા જઈએ તો જેટલા શહેરી વિસ્તારમાં ગેરફાયદા છે ને એની ગ્રામ્ય વિસ્તારના ફાયદા બહુ જ છે બહુ એટલે બહુ જ છે કેમ કે ત્યાંના બાળકોને ત્યાંના બાળકોનું જે રહેણી કહેણી છે અને શહેરના બાળકોની જે રહેણી કહેણી છે તે ખૂબ જ અલગ પડી જતી હોય છે અને હું અંતે એટલું કહેવા માગું છું કે જે શહેરના બાળકો છે તે લોકોએ આખો દિવસ મોબાઈલ માં ગેમ ન રમી રમીને બહારની જે પ્રવૃત્તિ છે જેમ કે ક્રિકેટ છે ખોખો છે કબડ્ડી છે વૉલીબોલ છે ટેનિસ છે અને અન્યની જે ઘરની બહાર રમાતી હોય એવી એવી પ્રવૃત્તિઓ અને એવી રમતો રમવી જોઈએ કારણ કે જો આપણે ઘરની બહારવાળી જે રમતો રમીશું તેમાં તે રમતો અને જે ઘરની અંદર રમાતી હોય તે રમતોમાં બહુ જ મોટો ડિફરન્સ હોય છે તમને પણ ખબર જ હશે કેમ કે અત્યારે રમતો જે છે જેવી કે આ બહારની રમતો વાત કરું રમતોનો અત્યારે એટલું બધું હાઈ કોમ્પિટિસન થઈ ગયું છે ને કે શાયદ સ્ટેટ લેવલ સુધીમાં નેશનલ લેવલ સુધીમાં જેટલું બને એટલું માણસો ભાગ લે છે અને આમ જોવા જઈએ તો કોમ્પિટિસન એટલું હાઈ થઈ ગયું છે ને કે છોકરાઓની જે જે સંખ્યા છે એ દિવસે ને દિવસે વધતી જ જતી હોય વધતી જ જતી હોય છે કોઈ સંખ્યાનું નામ ઘટતું જ નથી સાહેબ હું તમને સાચું કહું આ જે હું જે બોલું છું ને એમાં હું એવો શબ્દ બોલું કે તમને વિશ્વાસ નહીં થાય સાહેબ કે આ બાળકો જ્યારે જે આ ગામડાના વિસ્તારના જે બાળકો હોય છે તેમાંથી અમુક બાળકો એવા હોય છે કે જે નેશનલ લેવલ સ્ટેટ લેવલ સુધી રમતોમાં આગળ વધેલા હોય છે અને તેનામાં એટલું ટેલેન્ટ હોય છે ને સાહેબ કે એટલું ટેલેન્ટ તો કે કોઈ શહેરના છોકરા તો દસ બાર ભેગા કરેને તો બી એટલું ટેલેન્ટ નહીં મળતું હોય